ભારતીય ફિલ્મોમાં બૉલીવુડ ટોલિવૂડ એમ બધું આવી જાય છે અને ભારતીય સંગીત ખરેખર બહુ મધુર હોય છે ભારતીયને સંગીતને દર્શાવતી એક હમણાં નવી વેબ સિરીઝ હીરામંડી સંજયલીલા ભણસાલીની આવી હતી તેમાં ખૂબ સરસ રીતે ભારતીય સંગીત નું પ્રદર્શન કરવામાં આવ્યું છે સાથે સાથે ભારતીય નૃત્યનું પણ સારી રીતે દર્શાવવામાં આવ્યું છે બોલિવૂડ ફિલ્મ ત્રણ કલાક જેવી હોય છે પણ ખરેખર સિનેમેટિક અને વાઇબ્રન્ટ હોય છે મને ફીલગુડ જોનરાની ફિલ્મ વધારે જોવી ગમે સાથે સાથે એક્શન ને થ્રિલર ફિલ્મસ પણ ગમે છે અને ખાસ કરીને જે શોટ ફિલ્મસ આવે તે હું વધારે જોવાનું પસંદ કરું છું મને ગમતા અભિનેતા અભિનેત્રીમાં ઘણાં બધા છે પણ અક્ષયકુમાર જેવા અભિનેતા વધારે ગમે છે કારણ કે તે વધારે વર્સેટાઇલ છે અને ઘણી બધી ફિલ્મો કરી ચુક્યા છે કરી ચૂક્યા છે અને એક એવું નથી કે એક ઝોનરા પકડી રાખ્યો છે એમણે બધી અલગ અલગ ઝોનરા છે એક્શન લઇ લો કોમેડી પણ કરે છે એવી રીતે અલગ અલગ બધું કરે છે અને મને એક હમણાં પાછી રી રિલીઝ કરવામાં આવી હતી રોકસ્ટાર એ ખૂબ વધારે ગમે છે એમાં ભારતીય સંગીતનું પણ દેખાય છે અને ફિલ્મના ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીએ ખૂબ સરસ રીતે દર્શાવ્યું છે મને બીજા ગાયકો

એ આર રહેમાન ગમે છે